મારા માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર સમાચાર અપડેટ્સ મેળવવા માટેનું સાચું માધ્યમ નથી મારા પરિવારમાંથી પણ કોઈપણ વ્યક્તિ આનામાથી અપડેટ મેળવતા નથી અને ઈન્સ્ટાગ્રામ ટ્વિટર અને ફેસબુક એ વિશ્વાસનીય સ્ત્રોતોમાં ન ગણી શકાય કારણકે તેમાં ખૂબ અફવાઓ પણ વહેતી થાય છે